કોનું કામ છે નામ ફરીરથી બોલો ક્યા રેછે એટલે ફ્લેટ નંબર ખબર છે તમને અચ્છાને બરોબર શું થાવ તમે એના બરોબર તમારું નામ અઇ લખાવજોને બરોબર અને ક્યાંથી આવો છો બરોબર રજીસ્ટરમાં જોઈને કઉ ક્યા ફ્લેટ નંબર ઉપર છે એકજ મિનિટ આ છગન ભાઈ હમણાં નવા રેવા આયવા ઈજને બે મઇના પેલા હા તો ઇ છેને ત્રીજા માળ ઉપર ત્રણસો ચાર ફ્લેટ નંબરમાં રએ છે હા ઇ આ પેલા નંબરની બિલ્ડિંગમાજ છે હા તમે બારથી આવેલા છો એટલે બારજ એનઈ વેવસ્થા કરવામાં આવી છે બારે જ્યારે તમે આઈથી અંદર આવો ત્યારે બારની બાજુ એક એવી એ રીતના બનાવેલું છે જ્યાં તમે તમારું ગાડી રાખી શકો છો અંદર અઇ પાર્કિંગ નથી કરવા દેતા હા વાંધો નઇ